મોટા ભાગે લોકો કલા હસ્તકલા અથવા માટી કામ વગેરે ક કલાઓ સાથે સંકળાવા કરતાં રોજગારી મેળવવાનું પસંદ કરે છે કારણકે લોકોમાં જોખમ લેવાની વૃત્તિ હંમેશાંથી ઓછી રહી છે સામાન્ય માણસો કે જે પરંપરાગત રીતે મજૂરી કામ ખેતી કામ અથવા તો કોઈપણ પ્રકારની રોકડ આવકોની પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય તે બીજી કોઈ આવી હસ્તકલા કલા વગેરે ક્ષેત્રોમાં સંકળાવાનું પસંદ કરતા નથી કારણકે તેમણે પોતાને આ જોખમ ખેડવાની ઈચ્છા હોતી નથી આ જોખમ ખેડવામાં કેટલાક મોટા પાયાના નુકસાનો પણ હોય છે જેમકે આર્થિક જોખમ પોતાના પરિવારનો ગુજરાન ચલાવીને ન શકવું પોતાના પરિવાર અથવા તો પોતાની સામાન્ય જરૂરીયાતો પૂરી ન કરી શકવી આ કારણે જ મોટા ભાગના લોકો બીજા કોઈ કાર્યમાં અથવા તો પ્રવૃત્તિમાં સંકળાવા કરતાં પોતાની જ પહેલેથી જ ચાલી આવતી પરંપરાગત રોજગારીના સ્રોતો છે તેની સાથે જ જોડાઈ રહેવાનું વધારે પસંદ કરે છે રોજગારીના આ સ્રોતોથી પર જઈ અને કેટલાક લોકો હસ્તકલા માટીકલામાં પણ જઈ શકે પણ આમાં જવાનું કારણ એ જ હોઈ શકે કે તેઓ ના દાદા પિતા અથવા તો પારિવારિક લોકો તે જ કળા સાથે સંકળાયેલા હોય આ એક મોટું કારણ તેમાં જોડાઈ શકેનું હોય કારણ કે લોકો મોટા ભાગે પોતાના સંતાનોને પોતાની કલા આવડતને આપવાનો પ્રયત્ન કરતા હોય છે અને આ રીતે પોતાની પાસે રહેલી કળા બીજી પેઢી સુધી સ્થાનાંતરિત થાય છે આ રીતે સ્થાનાંતરિત થતી સેવાને લીધે કળાના લીધે જે અમુક પરિવાર છે એ અમુક કાર્યમાં કુશળ હોય છે માની લો કે કુંભાર છે તે માટીકામમાં કુશળ હોય છે આવે કુંભારના છોકરા એના છોકરા દરેક પેઢી સુધી આ થવું બહુ સામાન્ય બાબત છે એ જ રીતે કોઈ વાળંદ છે તો એ વાળંદ વાળને વાળ કાપવાની કળામાં નિપુણ હોય છે આ જ કળા તે તેના સંતાનો સુધી સ્થાનાંતર કરશે પણ આજના આધુનિક પરિપ્રેક્ષમાં બીજા પણ કેટલાક લોકો હોય છે જે મોટા ભાગે આ જે તે જોડાયેલા હોવા ન છતાં તે અન્ય કૌશલ્ય આધારિત સંસ્થાઓમાં જોડાઈ તાલીમ કેન્દ્રોમાં જોડાય અને આ કળાઓ શિખતા હોય છે અને આ કળાઓ શીખી આ હસ્તકળાઓ કે માટી કામ અથવા વગેરે કાર્યો શીખે છે અને એનું આધુનિક પરિપ્રેક્ષમાં પોતાનું આવડતથી વધારે કમાણી તરફ જાય છે કારણકે જેટલું જોખમ વધારે હોય તેટલું એનું વળતર પણ વધારે હોય સુથારીકામ હોય તેમા જો ખૂબ વધારે જ આવડત ધરાવે તો કોઈ સુથાર હોય તો તેનો સામાન્ય મજૂર કરતાં સામાન્ય ખેડુ કરતાં અથવા મોટા ખેડુ કરતાં પણ વધારે કમાવાની આવડત ધરાવી શકે કારણ કે આ કળા છે તો તો માત્ર એ ઉપયોગિતાનો જ ભાવ નહીં પરંતુ સુંદરતાના પણ ભાવ મેળવી શકે આવી એક જ એક જ પ્રકારની રોજગારીમાંથી બે પ્રકારના વળતર મળવાની સંભાવના સર્જાય છે જે માળખાગત રોજગારીની પરિસ્થિતિઓમાં સંભવ હોતું નથી એટલે મોટા ભાગે લોકો આ ક્ષેત્રોમાં જોડાયેલ નથી હોતા પરંતુ તેમ છતાં આમાં સંકળાયેલા લોકો જોખમ ખેડી અને વધારે કમાય શકે તેના તેની સંભાવનાઓ ખૂબ વધારે રહેલી હોય છે